હા ડોક્ટર વિશાલ વાત કરે છે હવે ડોક્ટર સાહેબ હું દીપ પંચાલ વાત કરું છું આણંદથી મારે તમારી સલાહ જોઈતી હતી હવે મને એકચ્યુલી કેવું થાય છે અમુક અમુક ટાઇમે વર્કલોડ વધી જાય ને તો મને માથું બહુ દુઃખે છે અને હું અમુક મારી લિમીટ્સ કરતાં વધારે જાગું કે વધારે થોડુંક ફોન જોવામાં કે કંઈક એવું આવી જાય ને અથવા તો પૂરતી ઊંઘ ના લઉં તો બી માથું મારું પકડાય છે એમ તો એનું શું રિસન્સ હોય શકે અને એનું સોલ્યુસન શું હોય શકે રાત્રે આમ તો બહુ મોડા સુધી નથી જાગતો પણ આ જોબ પરથી ઘરે આવીએ તો થોડાક મિત્રો જોડે બેસીને થોડુંક માઇન્ડ ફ્રેશ થાય એટલા માટે જાગીએ એમ પણ બહુ મોડા સુધી તો આમ તો નથી જાગતા એમ થોડો થોડો જોઈએ એમ વધારે એટલો બધો તો નથી જોતા કેમ કે ટાઇમ જ નથી મડતો આખો દિવસ તો ફોન જોવાનો એવું છે ના ઘરમાં તો ડોક્ટર સાહેબ કશું એવું છે નહીં બધા નોર્મલ જ છે

બરાબર છે બરાબર છે

ઓકે ઓકે અને એમાં કેવું છે મારે પાછા નંબર પણ છે આંખોના તો કદાચ હું ચશ્મા રેગ્યુલર ના પહેરતો હોય તો બી એવું થઈ શકે ને હા હા હા બરાબર છે બીજું મને અમુક વખત કેવું થાય કે આપણે જે કમરનો ભાગ ખરો ને પાછળ ત્યાં આગળ બેક પેન શરૂ થઈ જાય હું અડધા કલાકથી વધારે બેસું કે ઊભો રહું ને તો મને તરત બેક પેન ચાલું થઈ જાય

હા હા હા ના જીમ નથી જતો સર બરાબર છે બરાબર છે

ઓકે ઓકે સર વાંધો નહીં સલાહ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર હું તમને જલ્દી થી જલ્દી તમારી મુલાકાત કરીશ ઓકે થેન્કયૂ થેન્કયૂ